નમસ્કાર નમસ્કાર નમસ્કાર સારું છે તમે કેમ છો આ વખતે તમારો મગફળી તમારો મગફળીનો પાક છે એ કેવો રહ્યો મારે તમારા મગફળીમાંથી તેલ કાઢવાનું છે આ વખતે મગફળી સારી છે અને તેલ પણ સારું હશે એમ મને લાગે છે મારે જાણવું છે કે તમારી ચક્કીમાં મગફળીનું તેલ કેવી રીતે બનાવો છો ખૂબ સારું શું તેલને લાંબા સમય સુધા સુધી સાચવવા માટે કોઈ ખાસ પ્રક્રિયા છે બરાબર છે મારે આવતી કાલે બસ્સો કિલો મગફળી લાવવી છે તમે તેલ ક્યારે આપી શકો ખૂબ સારું તેલની ગુણવત્તા પર કઈ વિશેષ ધ્યાન આપશો ખૂબ ખૂબ આભાર તમારું કામ મારે ક્યારેય નિરાશ કરતું જ નથી

મને તમારા ઉપર વિશ્વાસ છે થોડી મગફળીના લોટનું પણ આયોજન કરવું છે ચોકક્સ તો કાલે આપણે મુલાકાત રાખીએ છીએ આભાર